અત્યારના સમયમાં જોવા જઈએ તો બધાનાં ઘર નાનાં અને વાહનો વધારે થઈ ગયાં છે જ્યાં ત્યાં લોકો ફ્લેટમાં રહેવા જાય છે પણ પાર્કિંગની સુવિધા મળતી નથી નીચે તો જેના લીધે બહાર ટ્રાફિક પણ ઘણું થતું જોવા મળે છે પહેલાં લોકો બહાર જવાનું હોય તો બે લોકો હોય ને બે પૈડાવાળી ગાડી જ લઈને જતા હતા જ્યારે અત્યારે બે લોકો જ હોય પરંતુ એ લોકો ચાર પૈડાવાળી ગાડી લઈને બહાર જતા હોય છે જેથી ટ્રાફિકનું પ્રમાણ વધી ગયું છે અને ભીડ પણ એટલી થતી જોવા મળે છે અને જે લોકોને વહેલાં પહોંચવું હોય જ્યારે ટ્રેન કે કશે પણ તે લોકો ટ્રાફિકના લીધે બહાર જઈ શકતા નથી એ લોકોના સમય પર તેઓ પહોંચી શકતા નથી જેથી તેઓને ખૂબ જ મુશ્કેલી પડે છે અને